હલો હા

હા હા

પણ આપણે મેનેજમેન્ટમાં થોડીક વાત કરવી પડે કેમકે એમાં ખર્ચો પણ જરા વધારે છે

પણ આપણે મેનેજમેન્ટ ને કહીએ પણ એ લોકો પે પેક એ કેપેબલ છે ખરાં કે આપણે જે પ્રોજેક્ટ કરીએ તો પછી એમાં કઈ આપણું નામ લઈ આવે ખરાં તમે સ્યોર છો અહં અહં

હં અહં હં પણ અચ્છા પણ જો આ તમે કંઈક જવાબદારી લેઓ છો ખરા કે આ છોકરાઓ કરશે જ તો પછી હું આગળ મેનેજમેન્ટમાં વાત કરું અ

એ તો ટ્રસ્ટી એ તો હું જઈને વાત કરુંને બતાઉં પણ ખરી પણ હવે એ લોકો પણ જો આટલા પૈસા જો ખરચતા હોય તો પછી મારે પણ એ લોકોને કહેવું પડેને કે સર સર બાંહેધરી લે છે કે ના આપણી સ્કૂલનું નામ રોશન કરશે જ છોકરાઓ અહં હઁ અહં અહં અચ્છા બરાબર જો જિલ્લા કક્ષાએ આવ્યાં છે તો આપણે એવું વિચારીએ કે કે આપણે આ મહેનત કરીએ ને જો પૈસા ખર્ચીએ તો સ્ટેટ લેવલ પણ આવી શકે હઁ હઁ હઁ હઁ હઁ હઁ હઁ અહં ના ના એ તો તમારી ના ના એ તમારી સો ટકા વાત સાચી છે તો કઈ નઇ હાં હાં તો કઈ નઇ ભલે ભલે તો હું કાલે છે ને વાત કરું છું ને પછી આગળ આપણે

ના તોહ હું ચાલોને આજે જ મિટિંગ હઁ તો કઈ નહીં હું આજે મિટિંગ કરી લઉં ને પછી તમને કાલે જણાવી દઉં બરાબર

પણ આ આ છોકરાઓ આટલી મહેનત કરે છે તો મને કંઈ એવી ઈચ્છા છે જ કે આ પ્રોજેક્ટ આપણે આગળ લઈ જઈએ તો હું એમને રિક્વેસ્ટ પણ કરીશ હું એમને રિક્વેસ્ટ પણ કરું છું ટ્રસ્ટી મંડળ ને પણ હાં હાં હાં હાં ચોક્કસ ચોક્કસ હઁ હાં ચલો ભલે હાં આવજો